માસિક અથવા ત્રિમાસિક સામયિકોનું વાંચન વિવિધ રીતે ઉપયોગી થઈ શકે છે દાખલા તરીકે એક જ્ઞાન અને સમાચાર અપડેટ માટે સામયિકો સામાન્ય રીતે તાજા સમાચાર વૈજ્ઞાનિક શોધ ટેકનોલોજી સંસ્કૃતિ અને અર્થશાસ્ત્રમાં થયેલા વિવિધ વિકાસો અંગે માહિતી આપતા હોય છે આથી વાચક તાજેતરના ટ્રેન્ડ અને ઇન્ફોર્મેશન સાથે અપડેટ રહી શકે છે બીજું વિશ્લેષણ અને સમીક્ષા માટે સામયિકોમાં લેખકોએ વિષયવાર વિશ્લેષણ અને સમીક્ષા કરી હોય છે જે તેમને વિષયને ઊંડાણથી સમજવામાં મદદ કરે છે ત્રીજું વિશેષ ક્ષેત્રમાં માસ્તરી કેટલીક સામયિકો વિશેષ ક્ષેત્રમાં જેમકે ટેકનોલોજી સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાન પર તટસ્થ લેખો પ્રદાન કરે છે જે વાચકને તેમાંની તાજેતરની પ્રવૃત્તિઓ અને ચર્ચાઓથી માહિતગાર બનાવે છે પસંદગીના સામયિકો જે સામયિકો એમાં એક છે વિશ્વાસ વિશ્વ સાહિત્ય વૈશ્વિક અને સાંસ્કૃતિક ઘટનાઓ પર વિશ્લેષ્ણાત્મક લેખો માટે હોય છે બીજું સાંસ્કૃતિક સામયિકો ભાષા સાહિત્ય અને મનોરંજન પર ફોકસ કરવા માટે આર્થિક અને વેપારના સામયિકો બજારના ટ્રેન્ડ નીતિ અને ઉદ્યોગ માહિતી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સામયિકો વૈજ્ઞાનિક શોધ અને નવી ટેકનોલોજીના પરિચય પર હોય છે સામયિકોનો સાચો પસંદગી તમારા રસ અને વ્યવસાયિક જરુરિયાતો પર આધાર રાખે છે વાચકે જે સામયિકો છે એ વાંચવા જરૂરી છે જેના લીધે તે જે અત્યાર જે પણ ચાલી રહ્યું છે તેની માહિતી તેને મેળવી શકે એટલા માટે સામયિકો માસિક કે ત્રિમાસિક છે એનું વાંચન ખૂબ જરૂરી છે